હાલો હા ટીનાબેન કેમ છો તમે એવું છે કેવી છે તબિયત પહેલાં કરતાં હા હા હા હા અ તમે આવી જાવ બીજીવાર ક્લિનિક પર બરાબર છે આપણે ચેકઅપ કરીએ બીજીવાર અને આપણે રીપોર્ટ ને જે બી કરાવવું પડે એવું હોય એ આપણે કરીએ બીજીવાર બરાબર છે મેં તમને કીધું તમે આવી જાવ આજે આજે ફ્રી હોય તો આજે હા હા હા ઓકે હા બધી તમારી જે પ્રોબ્લમ છે ને એ બહુ વધારે છે એટલે આપણે એને છે ને ધીમે ધીમે મટે બરાબર છે કોઈપણ પહેલેથી અમે હાઇ ડોઝ ના આપી શકીએ હા હા એનું કારણ એનું કારણ તમે દવા હા હા એવું બધું થાય છે એમ ને હા કદાચ બીજી કોઈ સાથે બીજી કોઈ દવા કે કોઇ બીજી કંઈ રે ચાલુ છે તમારે

અચ્છા હા નથી અને પહેલાં કરતાં કેવું આમ દસેક વીસેક કે પચાસેક ટકા જેટલો ફેર ખરો પહેલાં તમને બહુ પેઇન થતું એના કરતા અત્યારે થોડો થોડો ફેર ખરો દસ પંદર ટકા જેવો અચ્છા ઓકે બાકી તમને બીજું કઈ બી પી ને એવું થતું એ મટી ગયું કે હજી એ બી છે થોડું ઘણું હા તમે અત્યારે એક કામ કરો તમે રજા હોય ત્યારે અને ક્લિનીક પર આવી જાવ અને તમે ક્લિનિક પર આવી જાવ અને આપણે બીજા રીપોર્ટ અને આપણે બધી દવાને બધું જોઈએ બીજી વાર રીપોર્ટ કરી લઈએ હા એટલે આપણને ખબર પડે કે કઈ રીતના છે બધું અને રીપોર્ટ બધાં આપણે જોઈ લઈએ બરાબર સારું એટલે તમે બીજીવાર આવી જાવ બરાબર ક્લિનિક પર આપણે બીજી મેડિસિન પણ બદલવી હોય તો હા ફરી કરવા પડશે હા એટલે તમે બીજીવાર ટાઇમ લઈને આવી જાવ હા એટલે બીજીવાર હા એટલે જ કહું છુ હા એ ચાલુ રાખવા પડશે એટલે બીજીવાર રીપોર્ટ થાય પછી આપણે ચેક કરીએ ઓકે તો સારું તો તમે તમારા ટાઇમ હોય ત્યારે આવી જજો સારું તો સોમથી બુધમાં આવી જજો ને ઓકે એ હા ફાઇલને બધું તમારી જે રેગ્યુલર દવા આપેલી છે એ લેતાં આવજો ઓકે સારું હો